હા જી બોલો હં હં શું છે તમારો કેસ નંબર હંહંહ ઓકે શું નામ છે તમારું અહં ઓકે બરાબર બોલો કાલે તમે આવ્યા હતા ત્યારે તમને તાવ હતો બરાબર પછી કળતર થતું હતું બોલો હં તમે દવા નિયમિત નહીં લીધી હોય દવા લીધી હતી ટાઈમે દવા બરાબર જે તમને જે પ્રમાણે જે ટેબ્લેટ લખી આપી હતી એ ટેબ્લેટ લીધી હતી સમયસર સાંજે જમ્યા પહેલાંની ટેબ્લેટ લીધી હતી અહં અને ત્યારે મેં તમને કીધું તું કે જો કોઈ ફેર ન પડે તો તમે ફરી હૉસ્પિટલે આવજો તમને ગ્લુકોઝનાં બાટલાં ચઢાવીશું અને ઇન્જેક્શન એમાં નાખી દઇશું તમે કેમ ના આવ્યા હં હં હં હં એટલે જો તમે આવો તમને બીજું કંઈ તકલીફ નથી મેલેરિયા થઇ ગયો છે કમજોરી વધુ આવી ગઇ છે તમને બહુ વામિટ થઇને બેન એટલે વામિટનાં લીધે તમને અશક્તિ આવી ગઈ છે એટલાં માટે તમને શું ગ્લુકોઝનાં બાટલાં ચઢાવી દઈએ ને તો તમને સ્ટેમિના આવી જાય બરાબર અને જે પેલો પાઉડર આપેલો પાણીમાં નાખીને પીવાનો એ તમે પીવો છો બરાબર કેટલી વાર પીવો છો દિવસમાં એટલે જો તમે આવો સાંજે એટલે આપણે ઇન્જેક્શન પણ ચાલું કરી દઈએ અને રીપોટ કરાવવા પડશે બ્લડના રીપોર્ટ કરાવવા પડશે યુરીનના રીપોર્ટ કરવા પડશે બરાબર અને તમને એડમિટ કરીશું અને બાટલો બાટલો ચઢાવીએ એટલે તમને જોઈએ આપણે ફેર પડી જશે બરાબર તમને જે દવા આપી છે ને એ કાગળ આપ્યું છે દવા આપી છે જે પેલું લખી આપ્યું છે ને આપણે મેડિકલમાંથી જે દવા લીધી હતી ને હં એ બધા રીપોર્ટ એ બધા જે કાગળ છે એ બધા લેતાં આવજો બરાબર બરાબર ને ક્યારે આવશો હવે તમે વહેલી તકે હોસ્પિટલે આવો તો વહેલી સારવાર ચાલું કરી દઇએ ને આપણે બરાબર હં તો તમે આવો એટલે તમને બીજી દવાઓ પણ બહારથી લખવી લાવવી પડશે બીજી દવાઓ પણ લાવવી પડશે પછી ગુલ્કોઝની બોટલ એક ચઢાવવી પડશે બે ઇન્જેક્સન લાવવાં પડશે હવે તમને ઠંડી લાગે છે ઠંડી લાગે છે બરાબર ઠંડી નથી લગતી ખાલી સામાન્ય તાવ આવે છે બરાબર હં એટલે તમને એ દવાથી પચાસ ટકા તો રાહત છે જ તે બરાબર ને હં હં એટલે કેવું છે સાંજ પડતા ફરી તાવ ચડે છે હા તો બરાબર હવે તમે આવો એટલે તમને ફરી બધા રીપોર્ટ કરી દઈએ બરાબર રીપોર્ટ કરીને આપણે ફરી આપણી ટ્રીટમેન્ટ ચાલું કરીએ ફરી બધી દવાઓ તમને બીજી લખી આપું ઇન્જેક્શન લાવવું પડશે બરાબર ક્યારે આવશો હં કેટલા વાગે આવશો હા સાંજે બને એટલા વહેલાં આવજો સાંજે તમે આવો ને બેન એટલે હું શું પહેલાં આપણે લેબોરેટરી બંધ થઇ જશે એટલે વહેલાં આવજો રીપોર્ટ કરી દઈએ બ્લડના રીપોર્ટ કરવો પડશે કાલે નથી થતી ને વોમિટ નથી થતી ને બરાબર એટલે અને અં હં ટેબ્લેટ જમ્યાં પહેલાંની લઈ લેજો આવો એટલે બધા રીપોર્ટ કરી દઈએ અને બીજી એક દવા પણ લખી આપીશ અને ગ્લુકોઝની બોટલ પણ હં એ હા હા ભલે થેન્ક યુ